ગુજરાત તો કૃષિક્ષેત્રે કહીએને આપણે ભારત ખુદ એક કૃષિપ્રધાન દેશ છે તો ગુજરાતનો પણ સહયોગ એમાં મોટા પાયે રહે જ છે અને મોટા ભાગે જોવા જઈએ તો કપાસ અને ઘઉનું ઉત્પાદન કૃષિક્ષેત્રે થતું હોય છે એવી જ રીતે જો એનો ઉદ્યોગમાં આપણે એનું સંલગ્ન જોવા જઈએ તો જે અનાજ છે કઠોળ છે કે કપાસ છે જે વસ્ત્રો બનાવવા માટે કે કાગળ બનાવવા માટે વપરાતું હોય તો એ વસ્તુ છે તો કહેવાયને કે જરૂરિયાતો છે અને ઉદ્યોગમાં જે આપણે કહેવાય એક્સપોટ કરતા હોય અને તેનાથી ખેડૂતોને પૈસા મળી રહે તો એ ખેડૂત અને જે લેનારો વર્ગ છે જેને આપણે તેના ગ્રાહકો કહી શકીએ એમની વચ્ચેનો સીધો સબંધ છે તો આ જે ઉદ્યોગીય ક્રિયા છે બન્ને વચ્ચે એને આપણે સહયોગ સાથેની ભાગીદારી ગણાવી શકીએ આગળ આપણે વાત કરી કૃષિક્ષેત્રની તો અનાજ કઠોળ એ ખૂબ જ મર્યાદિત ક્ષેત્રોમાં થતી વસ્તુ છે કે બધી જગ્યાએ એ આટલા આસાનીથી મળી શકતી નથી તો જે ક્ષેત્રોમાં એનો વધારે પ્રમાણમાં જથ્થો રહેલો છે ત્યાંથી જ બધા માટે પૂરું પાડવાની એક જવાબદારી ઊભી થાય છે જે ભારતનો ખેડૂત વર્ગ છે એમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે કેમ કે અંદાજે ભારત સાઠથી પાંસઠ ટકા જેટલો કૃષિપ્રધાન દેશ ગણી શકાય હવે જો આપણે અહીંયાં ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં મોટા ભાગે જે પશ્ચિમ ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે એ વિસ્તાર ખેતી સાથે ખૂબ જ આપણે કહી શકીએ કે ઊંડી રીતે સંકળાયેલો છે કહેવાયને કે ખેડૂત વર્ગ આ વિસ્તારમાં જાજો વસે છે અને તે દરીયાકાંઠાને જોડાયેલો વિસ્તાર છે જેના લીધે અમુક પ્રકારના પાકો જેવા કે ઘઉં છે ચણા છે ધાણા છે શેરડી છે કપાસ છે સોયાબિન છે વગેરે ખૂબ જ મોટા પ્રમાણમાં મળી રહે છે અને ઓછી માવજતે પણ આ વસ્તુઓ ત્યાં ઉગાળી શકાય છે હવે એમાં આપણે જોવા જઈએ તો સોયાબિન છે મગફળી છે બરાબર આપણે થઈ ગયું એરંડા છે એ બધા જે છે તેલીબિયાંના ઉપયોગ તરીકે લઈ શકાય એટલે કે આપણે તેનામાંથી તેલનો ઉપયોગ અને તેલ છે તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ આપણે કહેવાયને કે જીવન જરૂરિયાતની વસ્તુ અત્યારે બની ચૂકી છે માણી શકાય જીવન જરૂરિયાત તરીકે તો એ ખેતી માટે જે આપણે ઉપયોગી સાધનો છે એનામાં આપણે ખેડૂતોને પૂરા પાડીએ તો એ એક વ્યવહાર થયો કે નહીં એમનો અને ખેડૂત જે આ બધું ઉત્પાદન કરે છે એને અલગ અલગ ક્ષેત્રોમાં પહોંચાડે જેનાથી વાહન વ્યવહારનો એક મૂળભૂત હિસ્સો ભાગ ભજવતો હોય પછી આ બધી જે કહેવાય તેલીબિયાં છે તેને ઉપયોગમાં લેવા માટે તેમાથી તેલ કાઢવા માટે જે મોટી મોટી ફેક્ટરીઝ હોય એમાં કામ કરતો વર્ગ હોય તો એ લોકો એની સાથે જોડાએલા છે જેના લીધે એક કહેવાને કે એક બીજાને સહયોગ કરવાની એક બીજા સાથે ભાગીદારી નોંધવાણી જે ક્રિયા છે તે મોટા પ્રમાણમાં ચાલે છે કે કોઈ પણ ખેડૂત વર્ગ હોય તેની પાસેથી કહેવાયને કે આપણે મોટા પ્રમાણમાં વસ્તુઓ લઈએ મતલબ કે અનાજ કઠોળ બીજા આપણે ઉત્પાદનો એ લઈને એની સામે એને પૈસા અથવા તો બીજી કોઈ જે જરૂરિયાતની વસ્તુઓ છે જે ખેતીમાં ઉપયોગ થઈ શકે એ પૂરી પાડવામાં આવતી હોય છે જેથી એકબીજા સાથેનો જે વાણિજ્ય વિનિયનનો વ્યવહાર છે જે જૂના ભારતમાં વસ્તુઓની લેવડદેવડ દ્વારા થતો હતો એ જ અત્યાર સુધી કાયમી રહેલો છે એમ કહી શકે આગળ આપણે જો વાત કરીએ કે આ વસ્તુઓ આંતરવિભાગીય કઈ રીતે જોડાયેલી છે કે આંતર શાખાકીય કઈ રીતે જોડાયેલી છે દાખલા તરીકે ખેડૂત વર્ગ છે કે ઉત્પાદન કરે એ ઉત્પાદનને વેપારીના ધ્વારા મોટા પ્રમાણમાં જથ્થો એકત્ર કરવામાં આવે એ જથ્થાને અલગ અલગ ફેક્ટરીઝમાં મોકલીને એનો શું કહેવાય એની ગુણવત્તા પ્રમાણે એનો વિભાગો કરવામાં આવે એ વિભાગો કરેલા ગુણવત્તા આધારેના ઉત્પાદનને જીવન જરૂરિયાતવાળા જે માણસો છે જેની જરૂરિયાત છે આની તેની પાસે મોકલવામાં આવે તેમને વેચવામાં આવે તેમની સાથે વાણિજ્ય વિનિયમ કરવામાં આવે બરાબર તો આજે આખી શાખા જોડાયેલી છે આજે આખી કડી છે તે જળવાય રહે એના માટે બધા વર્ગો આટલા ઉપયોગી છે અને આપણે ભારતનું જે કરોડરજ્જુ સમાન ખેતી છે બરોબર કૃષિ છે એને તો આપણે આમાં ભૂલી જ ન શકીએ એ જ તો મેન ઉત્પાદનનો પાયો છે કે જેના લીધે આખું જે આ તંત્ર છે આખી જે કડી છે એ સંકળાયેલી હોય છે તો આપણે એમ કહી શકીએ કે કોઈ ભી ક્ષેત્રનું ઉત્પાદન છે એ કૃષિ સાથે જોડાયેલું છે અને તેના દ્વારા જ આખું જે આપણે કહેવાયને કે અર્થશાસ્ત્ર છે કોઈ બી દેશનું કોઈ બી રાજ્યનું કોઈ બી જગ્યાનું તે હંમેશાં સંકળાયેલું હોય છે અને આના ઉપર જ આખે આખું તંત્ર છે એ કામ કરતું હોય છે